અવશ્ય વધુ વિગત આપું છું જનરેટર એક બળતણ આધારિત ઉપકરણ કે જે વીજળીનું ઉત્પાદન કરે છે સામાન્ય રીતે મોટાપાયે યંત્રોને સપોર્ટ કરવા માટે ઉપયોગમાં લેવાય છે એક મોટું કમર્શિયલ જનરેટર ઘણાં કલાકો સુધી વીજળી પૂરી પાડી શકે છે પરંતુ સમયસર તેની જરૂર પડે છે ઇન્વેટર આ ઉપકરણ બેટરીમાંથી વીજળી આપે છે ઇન્વેટર મોટા પ્રમાણમાં હોમ લાઇટિંગ અને નાના નાના ઉપકરણો માટે ઉપયોગી છે વિવિધ કીટ કીડનો માપ ઉપલબ્ધ છે જેમ કે પોર્ટેબલ સિસ્ટમ બેટ્સ સોલાર ઇન્વેટર સામાન્ય રીતે પોર્ટેબલ ઇન્વેટર્સ થોડા કલાકો માટે વીજળી પૂરી પાડવા માટે આવે છે જ્યારે વિશાળ સિસ્ટમો વધુ લાંબા સમય માટે સક્ષમ હોય છે સોલાર પાવર સોલાર પેનલ એક બેટરી સંગ્રહનો ઉપયોગ કરીને વીજળીનું ઉત્પાદન કરી શકાય છે આ ઉકેલ લાંબાગાળાના માટે લાભદાયક હોઈ શકે છે અને જ્યારે રોજબરોજ વીજળીના કાપ થાય ત્યારે આ લાઈટ ચાલુ રહે છે બેટરી પાવર લાઇટિંગ પોર્ટેબલ લાઇટિંગ ઉપકરણો જેમકે એલઇડી લેમ્પો કે જે બેટરીથી ચલાવવામાં આવે છે વીજળીના કાપ વખતે ઉપયોગમાં તે લઈ શકાય છે આ બધા વિકલ્પો શામિલ કરીએ છીએ વીજળીના કાપ દરમિયાન સારી રીતે સંચાલિત કરી શકાય છે અને આપણા રોજિંદા જીવનમાં ઓછું વિઘ્ન આવે છે